મારા હિસાબે ફોટોગ્રાફી પહેલાંના જમાનામાં બ્લૅક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી આવતી હતી પરંતુ હવે નવી નવી ટેકનોલીજી શોધાઈ ગઇ છે મોબાઇલ કેમેરા ડિજિટલ કેમેરા એવી ઘણી બધુ વસ્તુઓ શોધાઈ છે તેના દ્વારા તમે કલરફુલ પિચ્ચર અને ઘણું બધુ કુદરતી દૃશ્ય ને એ બધું તમારા ફોનમાં કેપ્ચર કરી શકો છો